હલો શું તમે ઉબેરમાંથી વાત કરો છો મેં બૂક ઉબેર બૂક કરાવી છે હજી ઉબેર આવી નથી હું મેઘાણીનગર ઊભો રહ્યો છું અડધો કલાકથી હું તમારી ઉબેરની રાહ જોઈ રહ્યો છું તમે કેટલે પહોંચ્યા અચ્છા તમે ત્યાં પહોંચ્યા તો તમને કેટલી વાર લાગશે ઓ પાંત્રીસ મિનિટ લાગશે તમારાથી થાય તો જલ્દી આવ આવજો ને કેમકે મારે બહાર જવાનું છે મારે ઈમરજન્સી કામ છે એટલે સારું તમે આવો હું તમારી રાહ જોઈ રહ્યો છું